બોલો જી બોલોને ભાઈ શું નામ તમારું ક્યાંથી બોલો ભાઈ બોલો બોલો શું બોલો બોલો બોલો બોલો ભાઈ શું માટે ફોન કર્યો બસ એક દમ સરસ છે તમે કહો જી બોલોને જી જી હા હા હા મળી જાય ને સાહેબ ચોક્કસ ચોક્કસ તમારે પોકો એક્સ ફાઇવ ફાઇવ જી જોઈએ છે ને એની એમાં આપણે કેટલાં જી બીમાં તમારે કેટલાં જી બી સુધી જોઇશે ફોર જી બી એઇટ જી બી બાર જી બી ઓકે મળી જાય મળી જાય સિધ્ધાર્થભાઈ તમારે જે પણ કલરમાં જોઈશે એ કલરમાં પણ મળી જશે અને મળી જશે આપણી પાસે અત્યારે અવેલેબલ જ છે સિદ્ધાર્થભાઇ જી હવે સિધ્ધાર્થભાઈ હું તમને છે ને પહેલાં તો પોકો એક્સ ફાઇવમાં જે જે ફંકશન આવે છે એના માટેની આખી વાત કરી દઉં પોકો એક્સ ફાઇવ અત્યારે નવું અત્યારનું નવું અત્યારની જનરેશનનું નવું લૉન્ચ થયેલું ફાઇવજી મોબાઈલનું જનરેશનનું પીસ છે નવું મોબાઇલ છે એમાં તમને આઠ જી બી અને એકસો ને અઠ્ઠાવીસ જી જી બી સુધીની રેમ રોમ મળશે એકસો અઠ્ઠાવીસ મેગા પિક્સેલનો તમને કેમેરો મળશે પ્રાઇમરી કેમેરાની વાત કરીએ તો ચોંસઠ મેગા પિક્સલનો તમને પ્રાઇમરી કેમેરો મળશે એમાં સો ટકા સો ટકા સિધ્ધાર્થભાઈ નો ડાઉટ રીઝલ્ટ ન આવે તો ગમે ત્યારે તમારે મારી શોપે ઘા કરી દેવાની છૂટ્ટી આવીને ના ચોક્કસ ચોક્કસ તમને હું સિધ્ધાર્થભાઈ મોબાઈલનાં જે સ્પેસિફિકેશન છે તે હું તમને જણાવી રહ્યો છું એ જરા તમે નિરાંતે સાંભળી લો બરાબર હવે મેં રેમ રોમની તો કેમેરાની તો મેં તમને વાત કરી દીધી એમાં તમને એચ ડી ડિસ્પ્લે મળશે એચડી ડિસ્પ્લે મળશે તમને એમાં તમે વીસ એકસો વીસ એક્સ સુધી તમે ઝૂમ કરી શકશો હા અને એમાં અત્યારનું લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન ગીગા સિક્સ ફાઇવનું તમને વર્ઝન મળશે બાકી તમારે એ સીવાય કોઈ પ્રશ્ન હોય તો મને કહો તમને હું કિંમતની વાત કરી દઉં તો સિધ્ધાર્થભાઈ ચાર જીબી ચોંસઠ જીબી તમારે જોઈતો હોય તો તમને પંદર હજાર રુપિયામાં મળશે આઠ જીબી એકસોને અઠ્ઠાવીસ એકસોને અઠ્ઠાવીસ જીબીમાં તમારે જોઈતો હોય તો એ તમને ત્રેવીસ હજારમાં મળશે અને બાર જીબી અને બસો છપ્પન જીબી જોઈતું હોય તો એ તમને બત્રીસ હજારમાં મળશે અરે

સો ટકા સો ટકા સિધ્ધાર્થ ભાઈ હું તમને ડિસ્કાઉન્ટની વાત કરું તો જો તમે ઓનલાઈન પેમેંટ કરો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને તમારી પાસે એચ ડી એફ સીનું ક્રેડિટ કાર્ડ હશે તો તમને પચ્ચીસ સો રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મળશે પચ્ચીસ સો પ્લસ દસ ટકા બીજું એટલે તમને ઓલરેડી પચ્ચીસ સો અને દસ ટકાનું ડિસ્કાઉન્ટ તમને ઓનલાઈન પેમેંટ કરવાથી મળવાપાત્ર છે એટલે તમે કૅશમાં લો ઇ એમ આઈ ઈ એમ આઈ પણ થઇ શકે ઈ એમ આઈ પર તમારી ઈ એમ આઈ સુવિધા પણ આપણી શૉપ ત્યાં ઊપલબ્ધ છે તમારે જો ઈ એમ આઈ ઈ એમ આઈ કરવાની પણ જો તમારે ઈચ્છા હોય તો એ પણ

સો ટકા હા એચ ડી એફ સીનું કાર્ડ છે તમારી પાસે પચ્ચીસ સો રૂપિયા વાઉચર મળશે દસ ટકા તો આ ક્રેડિટ કાર્ડ ઉપર તમને પચ્ચીસ સો રૂપિયા સુધીનું તમને ડિસ્કાઉન્ટ મળશે એ જો તમે ઈ એમ આઈ કરશો તો એ તમને ત્રીજા ત્રીજા તમારા ઇન્સ્ટોલમેન્ટમાં તમને બાદ કરીને મળશે હા તમે આવી જ જાવ આપણી પાસે અવેલેબલ જ છે તમને જે કંડિશનથી જોઈતું હોય એ મળશે અને તમે જે રીતની સર્વિસ માગશો એ પણ મળશે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના મોસ્ટ વેલકમ સિધ્ધાર્થભાઈ શ્યોર શ્યોર આવો વેલકમ